વિજ્ઞાનની વાત કરીએ તો પહેલાં વિજ્ઞાન સબ્જેક્ટ પણ આવતો તેમાં ઘણું બધું આપણે શીખી ગયા જેમકે અરીસા વિસે અરીસાના કેટલાક પ્રયોગો બતાવવામાં આવે છે પછી પાણીના કેટલાક પ્રયોગો બતાવવામાં આવે છે પછી કેટલાક અવનવા પ્રયોગો બતાવવામાં આવે છે ને એ પ્રયોગોમાંથી આપણને ઘણું બધુ સારું એવું શીખવા મળે છે